હાલો હાં બોલો બોલો ક્યાંથી બોલો છો તમે અને કોણ બોલો છો હાં હાં બોલો બોલો હાં હાં મારી વચ્ચેને એની વચ્ચે કઈ ઝઘડો થયેલો છે

હાં તો આવે આ વખતે હમણાં આપણી ગ્રામ પંચાયતની જે મિટિંગ હોયને એમાં તમે હાજર આપજો અને એક અરજી લખીને મને આપી જાઓને તો એ સંદર્ભે આપણે પાંચ બોલાવીએ અને મીટીંગની અંદર આ બાબતની ચર્ચા કરશું અને તમે કોઈપણ પ્રકારનો પોલીસ કેસ કે એવો પ્રયત્ન ણ કરતાં આપણે એનું છે ને એનું શાંતિ પૂર્વક નિરાકરણ લઈ આવશું બીજું કોઈ તમે એ એક જ પાડોશી કે બીજા આજુ બાજુ પાડોશમાંથી કોઈ મુશ્કેલી છે ખરા હાં હાં વાંધો નહીં આપણે છે ને તમે આ વખતે જે પહેલી તારીખની મિટિંગ હોયને એમાં તમે અરજી સાથે સૂધધ ગુજરાતીમાં અરજી લખજો અને અરજી સાથે હાજર રહેજો હાં ના હાં આ બાબતે તમારે તમને છે ને તમ તમાર રીતે સમાધાન મળી રહે એ પ્રકારનું આપણે છે એ કાર્યવાહી ઓકે હમ